હા હા છે મારી પાસે ત્રણ થી ચાર તમને કેવું જોઈએ છે કેટલા ટાઈમમાં જોઈએ છે એવું છે તમે તમાર ફેમિલીમાં કેટલા મેમ્બર છો હા તે તમે તમને બતાવો શો તમને જેવું ફાવે તેવું તમે જોશો તમને કેવા એરિયામાં ગમે છે એક અહીંયા નદી વિસ્તારમાં તે પણ છે એક બસ સ્ટેશન પાસે પણ છે તમને જેવી રેન્જમાં તમને ફાવશે તેવું એક હેવી પણ છે હા તો હા એ તમને જેવા એરિયામાં તમે એવું બધું નજીક સારી ફેસિલિટી માટે તમે એવું કરવા માંગશો તો તેની ફી વધારે હશે માટે તમે એકવાર આવો તમે જુઓ તમને

હા પણ અમે ચાર પાંચમાં તો નહીં પણ છ થી સાતમાં મળી જશે પણ તમે તમને કયું આ ત્રણમાંથી તમને ત્રણ બતાવ્યા છે એમાંથી તમને કયું ગમે છે એમાં રૂમ હોલ છે અને બે રૂમ છે ને કિચન છે હા છે હા હા છે છે હા એ બધું છે

હા તમે એક મહિનામાં આવી જજો અન કારણ કે કોઈ પછી બીજું આવે તો તેને પછી મારે આપી દેવા પડશે એટલે વહેલા તે પહેલા તમે જે જલ્દી કરશો તો તેટલું તમને સારું હા છે એકદમ ફાઇન તો તમે આવો જોવો તમને ગમે કે ની ગમે તો બીજું બતાવા હા છે હા તમને પછી એ નહીં ગમે તો પછી મેં બીજા બે બતાવીસ પછી એમાંથી તમને જે ગમે એ સિલેક્ટ કરજો એ એક તો રેલવે સ્ટેશનવાળા રોડ પર છે અને એક સ્કૂલની સામે છે સારું ઓકે હા હા